ગુજરાત એટલું રંગીલું છે જ્યાં લોકો બહાર બહારથી મુલાકાત લેવા આવી રહ્યા છે જેમાં વધારે મુલાકાતીઓ ઉત્તરાયણ પર નવરાત્રી પર અને રણોત્સવ પર જોવા મળે છે ઉતરાયણમાં લોકો પતંગ મહોત્સવ માટે આવતા હોય છે બહાર બહારથી અને નવરાત્રી માતે લોકો અમદાવાદથી કપડા લેવાનું વિચારતા હોય છે કે અમદાવાદમાં ચણિયાચોળી ખૂબ જ સરસ મળતી ઓય છે જેથી અમદાવાદથી લોકો ચણિયાચોળી લઈ અને રમવા આવતા હોય છે ગુજરાતમાં કચ્છ કચ્છમાં રણ કચ્છના રણમાં જવાનું લોકોને ખૂબ જ ગમતું હોય છે કારણ કે ત્યાં સફેદ કલરનો રણ છે અને એ ખાલી ગુજરાતમાં જ જોવા મળે છે